મારુ રહેવાનું બરોડામાં છે ને બરોડાથી અમે અમારા બાઈકર્સ સાથે ઓલમોસ્ટ બે બઉ જગ્યાએ ધાર્મિક સ્થળોએ અને અમુક એવા ટ્રેકિંગના જગ્યાઓ ઉપર ગયેલા છે તો આ રીતના મેં પણ એક મારા ફ્રેન્ડના ગ્રુપ સાથે બરોડાથી પાવાગઢ અમે ટ્રીપ કરી હતી કેમકે પાવાગઢ એક માતાજીનું સ્થાન પણ છે શક્તિ પીઠ પણ છે અને સાથે સાથે એની પાછળ એકઝેટ જંગલ પણ છે જ્યાં જનહલમંડ અને એક હાથણી માતા દુત તરીકે જ ફોરેસ્ટની અંદર જ જગ્યા આવેલી છે જ્યાં ભગવાન અને સ્વયં પાંડવો ત્યાં એમનો જે અજ્ઞાતવાસ કે છે એ પૂર્ણ કરવા માટે ત્યાં રોકાયેલા હતા એક વરસ માટે તો અમે હું મારા બધા ફ્રેન્ડસ ફ્રેન્ડસર્કલ સાથે જેમાંથી અમુક લોકો બરોડામાં રહે છે અમુક લોકો સાવલીમાં રહે છે જે બરોડાથી ઓલમોસ્ટ બત્રીસ કિલોમીટર બીજી ઓપોઝિટ ડાયરેકશનમાં થાય છે ત્યાંથી એ લોકોને બોલાવેલા હતા અને અમે ટોટલ દસથી બાર જણ આ રીતના બાઈક લઈને જ અમે બરોડાથી પાવાગઢનો રુટ સિલેકટ કરેલો હતો અને ત્યાં ગયેલા હતા એના માટે જે કંઈ પણ જરૂરી અમારે એરેન્જમેન્ટસ હતા જેમકે બધાની વ્હીકલ્સની ફિટનસ ચેક કરાવાની બધાની સર્વિસ કંપલીટ હોય જેથી કોઈ ઈસ્યુ ના આવે રસ્તામાં કોઈ જગ્યાએ જો તકલીફ થાય તો પંચર માટેની કીટ્સ છે કે એર પંપ આવે છે જે ઈલેક્ટ્રોનિક એર પંપ્સ હોય છે એ બધા પણ સાથે લીધેલા હતા અને રસ્તામાં જવા આવવા માટે પાણીની વ્યવસ્થા છે કે નાસ મિલની વ્યવસ્થા છે નાસ્તાની ને એ બધું અમે સાથે લઈને નીકળેલા હતા જોકે ઉ વાતાવરણ ઉનાળાનું હતું એટલે વધારે કંઈ એવી બીજી કોઈ વરસાદની કે એવી કોઈ તકલીફ તો નહતી પણ અમારા સેફ્ટી પર્પસથી અમુક વસ્તુઓમાં ફર્સ્ટ એડ કીટ છે ને એ બધું લઈને નીકળેલા હતા બધાના મોબાઈલ્સ પણ ફૂલી ચાર્જ અને એ થોડા એના પણ મોબાઈલના ચાર્જર્સની બેટરીસની વ્યવસ્થા સાથે કરીને નીકળેલા હતા અને સારી રીતના અમે અમારા રેગ્યુલર ટાઈમમાંથી એડજસ્ટ કરીને જે ત્રણેક દિવસની સાથે બધાને રજા હતી તો એ રજા પ્રમાણે અમે બધું એરેજમેન્ટ કરીને અમે સાથે નીકળેલા હતા અને અમારું ટ્રેકિંગનુ જે એક ઈચ્છા હતી એ પણ અમે બધા સાથે ફ્રેન્ડસ પણ ભેગા થયા બહુ ટાઈમથી મળ્યા નતા તો બધા સાથે મળીને આ રીતના એક ઓફ રોડ ટ્રેકિંગ કરીને અમે એક અમારી બંને રીતની એન્જોયમેન્ટ કરી જેમાં બધા સાથે ભેગા પણ થયા પ્લસ અમારી બાઇકોનું જે મતલબ એક આદત હતી અમને કે બાઈક લઈને ફરવાની જે મજા આવે એનો પણ પૂરેપૂરો મજા લીધી અને વેકેશનમાં પણ પૂરેપૂરા ત્રણ દિવસનો સારી રીતનો ઉપયોગ અમે કર્યો